આજે કચરો લેવા આવ્યા નથી અને સવારે રોજ તો સવારે ઉપડી જતો હોય છે કચરો પરંતુ આજે એ કચરો ઉપડેલો નથી તો હવે એક વસ્તુ થઈ શકે કે હું એ જે અધિકારીઓ છે એને ફોન કરું અને એને જાણ કરું કે અમારા વિસ્તારમાંથી આજે કચરો ઉપડેલો નથી અને જે આ વરસાદનાં વાતાવરણમાં ગંદકી મચાવે છે તો તાત્કાલિક એને લઈ જવા માટે હું વિનંતી કરીશ સર આજે અમારા વિસ્તારમાંથી કચરો ઉપડેલો નથી રોજ સવારે લઈ જતા હોય છે અત્યારે બપોર થઈ છે હજુ સુધી આ કચરો ઉપડેલો નથી તો હું તમને તાત્કાલિક એવી વિનંતી કરું છું કે આ કચરો તમે તાત્કાલિક લઈ જાઓ અને એના માટે હું એક વિનંતી કરવા માગું છું મારું સરનામું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના જે ગેટ છે ને એની સામે જે સોસાઇટી આવેલી છે ને ઉત્તમ સોસાઇટી એમાંથી આ કચરો ઉપાડેલો નથી તો જેટલું જલ્દી આ કચરાને તમે ઉપાડી શકો એટલા જલદી ઉપાડી જવા માટે વિનંતી હવે આ કચરો અત્યારે વરસાદી વાતાવરણમાં વધારે ને વધારે દુર્ગંધ ગંધ મચ્છર ફેલાવે છે તો આ જે ચૂકાઈ ગયેલો કચરો છે એને ઉપાડી જવા માટે વિનંતી છે